હલો હા જી હા બોલો

હા મળશે ને ભાઈ તો તમા તમને કઈ જરૂર છે અમારી પાસે બધી બાઈકો હોઈ અમારે તો તમે કઈ જાવા છે અમારી પાસે રોયલ એન્ફિલ્ડ છે બુલેટ છે તમને કઈ જોઈએ અમારે બધી નવી જ હોય ભાઈ અમારો તો રોજનો બિઝનેસ એટલે અમે ખરાબ બાઈક વાપરતા જ નથી બધી વેલ મેઈન્ટેઈનડ જ છે હા મળી જશે તો કેટલા દસ પંદર દિવસ માટે જોઈએ કેટલા દિવસ માટે કીધું તમે પંદર દિવસ માટે જોઈએ હા તો મળી જશે ભાઈ હા તમારે પંદર દિવસ માટે જોઈએ એક દિવસના હજાર રૂપિયા ચાર્જ છે અમારો એમાં પેટ્રોલ તમારે ભરાવવાનું રહેશે પ્લસ તમારી પાસે લાઇસન્સ તો હશે જ ને હા તો તમારે લાઇસન્સ આધાર કાર્ડ જમા કરાવવાનું રહેશે અને બીજું કે કંઈ તમારે એક્સિડેન વગેરે થાય તો બધો ખર્ચો તમારે ઉપાડવો પડશે મતલબ અમારા ઇનસ્યોરન્સમાં જે કવર થશે એ થશે પણ વધારાનો જે હશે એ તમને આપવાનો થશે હા એ એ બધા તમને આપી દેવામાં આવશે તો તમે હા હેલમેટ બી મળશે તમને સેફટી ને બધું અમારામાં રહ્યું ને એ બધી જ વસ્તુ તમને અહીંયાથી મળી જશે તમારી પાસે તમારે આધાર કાર્ડ અને એ જમા કરાવવું પડશે અને લાઇસન્સ અને ડેમેજ થાય તો એની હા પીકઅપ અહીંયા હા અહીંયાથી જ કરવા હા હા અહીંયા જ કરવાનું અને ડ્રોપ બી અહીંયા જ કરવાનું હં હા હા એટલે જે હોય એ વહેલાં જણાવજો પછી બહુ વધારે મોડું ના કરતા અમારે પછી બીજા બી કસ્ટમર હોય ને એટલે ઠીક છે ઓકે